ઑનલાઇન સ્કૂલ અને શિક્ષણથી બાળકોને ઘણો ફાયદા થયા છે બાળકોને જે ના શીખવાની વસ્તુ હોય પણ એ પણ ઓનલાઇન એજ્યુકેશન ઓનલાઇન સ ઓનલાઇન શિક્ષ અ સ્કૂલ અને શિક્ષણથી શીખવી લે છે અ બાળકોને ઘણી ઓનલાઇન સંસ્થાઓ છે જેમ કે ફિઝિક્સવાલા અં એક બ બધી ઘણી ઓનલાઇન સંસ્થાઓ છે જેના પરથી એ ઘણું બધુ શીખવા મળે છે એમને ઘણું બધું જે અપડેટેડ અ એ અ એજ્યુકેશન છે જે નવું નવું એજ્યુકેશન છે એમને બધું શીખવા માટે છે તે આગળ વધે છે અને મારા મ મતે બહુ સારું છે